ગુજરાતમાં જાણીતા પ્રવાસન સ્થળમાં આપણે સૌથી પહેલાં ઘણાં બધા છે પણ ચાલું આપણે સોમનાથથી કરીએ તો સોમનાથમાં અગર ત્યાં આપણે વિચારીએ કે ત્યાં સુવિધા કઈ રીતે છે તો એક તો ત્યાં સોમનાથમાં હાઇ સિક્યૉરિટીની સાથે આપણને દર્શન થાય છે અને એ હાઇ સિક્યૉરિટીની સાથે સાથે દર્શન થઈને પણ પછી જ્યારે તમે એવું જુઓ કે આજે મારે ત્યાં બે દિવસ માટે સોમનાથમાં રહેવું છે તો એ બે દિવસના સમયગાળામાં મને ત્યાં સારા રીતે હું ત્યાં સમય પસાર કરી શકું એવા છે જેમકે ત્યાં રાત્રે લાઇટિંગ શો ચાલે છે એ લાઇટિંગ શોની કોઈક ત્રીસ ચાલીસ રૂપિયા ફીસની સાથે સાથે તમને જે સોમનાથના જે ઇતિહાસ ઉપર આખી એક ફિલ્મ એટલે કે એક નાનું એવું વીસ ત્રીસ મિનિટનો વિડીયો જે મંદિરનાં સ્ટ્રક્ચર એટલે કે જે કારીગરી કરેલી છે જે એના ઘુમ્મટ પર ત્યાં એને દેખાડીને લાઇટ શો ચાલી રહ્યો છે એની સાથે સાથે જોઈએ તો ત્યાંથી નજીક થાય એ દ્વારકા દેવભૂમિ દ્વારકા જેમાં ક્રિશ્ન ભગવાનની નગરી આવેલી છે અને ત્યાં ક્રિશ્ન ભગવાનનાં દર્શન કરી કરીને સાથે સાથે ત્યાં રહેવા માટે પણ સારું એવું છે સાથે સાથે ત્યાં નાગેશ્વર એટલે કે ભગવાન સોમનાથનું પણ ત્યાં એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે અમુક માણસો માટે અમુકના માટે આ જ્યોતિર્લિંગ કાઉન્ટ એટલે કે ગણતરીમાં થતું નથી હવે આપણે સૌથી સારું એવું જે સિંહ એટલે કે ભારતમાં સિંહ જોવા મળ્યા છે એ સિંહ દેખાતા હોય એવી એક જગ્યા એટલે કે ગીર ગીરમાં પ્રવાસન સ્થળ તરીકે શિયાળાને સમયમાં બહુ સારું એવું એક પ્રવાસન સ્થળ ગણવામાં આવે હવે આપણે ગીરમાં જ્યારે એના રસ્તા ઉપર એટલે કે જે જંગલ છે એની સાથે સાથે જતાં હોય અને એ જંગલમાં આપણને સિંહ પણ જોવા મળે અને એ સિંહમાં એક જે અત્યારે ભારતમાં સૌથી વધારે જોવા મળતા એટલે કે એકસોને સાઠ આસપાસ સિંહો અત્યારે ગીર જંગલમાં રહે છે તો એ જે નેસડા છે નેસડા ઇન ધ સેન્સ નેસડાનો મતલબ જે ગીરમાં આવેલા અલગ અલગ જાતિ પ્રજાતિઓ દ્વારા ત્યાં એક એવા કસુંબાઓ બનાવેલા છે કે જેની સાથે સાથે એ કસુંબાઓમાં એ નેસડાઓમાં રહેવાની એક ઉત્તમ મજા મળે છે હવે આપણે ગીર પછી અગર આપણે ઉત્તર ગુજરાત બાજુ જઈએ તો રાજસ્થાન અને ગુજરાતની બોડર ઉપર સરહદ ઉપર આવેલું આબુ અંબાજી જ્યાં અંબાજી એ ગુજરાતની બોડર અને એટલે કે ગુજરાતમાં આવેલું અને આબુ એ રાજસ્થાનમાં આવેલું એવું એક હિલસ્ટેશન જે એક પ્રવાસન સ્થળ તરીકે સારું એવું ગણી શકાય હવે આ પ્રવાસન સ્થળમાં જ્યારે તમે વિચારો ત્યારે આ પ્રવાસ કરવા માટે જ્યારે એક યુવાન લોકો જતા હોય છે એ યુવાનોમાં આપણે જોઈએ કે જે નાની ઉમરના લોકોને જેમણે આવી રીતે હિલ સ્ટેશનમાં જઈને શાંતિથી એક આરામદાયક બે ત્રણ દિવસ ગુજારવા હોય તો એ ટાઈમે એ લોકો આવાં સ્થળે જતા હોય છે આવી રીતે તમે વિચારો તો ગુજરાતમાં બહુ બધા એક શહેરમાં પણ પ્રવાસ લાયક સ્થળો છે ધારો કે આપણે વાત કરીએ તો રાજકોટમાં તો ગાંધી મહાત્મા ગાંધી મ્યુઝિયમ છે પછી આજી ડેમ છે ન્યારી ડેમ છે પ્રદ્યુમન પાર્ક છે ભિચરી એક માતાજીનું મંદિર છે તો આવા અલગ અલગ પ્રવાસન સ્થળ રહે જેમ આપણે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર એક એવું સિટી કે એક એવું શહેર કે જેમાં ત્યાંનાં લોકો અલગ અલગ રીતે ત્યાં ફરવાના એવાં ગોતી લેતા હોય જેમ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વધારે અંતર ન હોવાથી એ લોકો મતલબ એક સિટી એટલે કે એક શહેરને જોડવા માટે આ બનાવી શકે તો એ જોડાણ અને એ ઓલાની સાથે સાથે લોકો જેમકે રિવરફ્રન્ટ છે તો ત્યાં જઈને એ લોકો રાતે એક પ્રવાસન સ્થળ તરીકે એ કરી શકે તો આવી જ રીતે અલગ અલગ પ્રવાસન સ્થળો જે અહીં રહેલાં છે તો એની સાથે સાથે આપણે જોઈએ તો જામનગર તો જામનગરમાં દરબાર ગઢ છે તો એ દરબાર ગઢમાં ફરવા માટે અને પ્રવાસ કરવા માટે ત્યાં ત્યાંનાં રાજાઓ કઈ રીતે રહેતા એ બધું એક પ્રવાસી પ્રવાસી ઉપર રહે કે મને આ પ્રકારનો ઉત્સાહ છે આ અહીંયા જઈને આ જોવું છે જેમ હું વિચારું તો હું કુદરતી જગ્યાએ જવાનું વધારે પસંદ કરીશ હું ક્લબસ અને ગેમિંગ ઝૉન્સમાં ઓછું જઈશ તો મારા માટે એ વધારે સારું રહેશે તો હું ટ્રેકિંગ કરીશ કે જે કુદરતની સાથે મને જોડી રાખે એવી પ્રવાસની જગ્યાઓ હું પસંદ કરીશ અને કાં તો હું મારા કલ્ચર કે મારા જે મારી જ્ઞાતિ છે કે હું જે છું એ ને લગતી મારા જે માનવાના ભગવાન છે એમની જગ્યાએ કે એમનું જે એક તીર્થ છે ત્યાં જવાનું હું વધારે પસંદ કરીશ તો એ જ રીતે અલગ અલગ વ્યક્તિનાં પ્રવાસન સ્થળો અને એના જે એક ગમે એવી જગ્યા અલગ અલગ હોય તો મારા માટે આવી કુદરતની સાથે રહીને જે મને મઝા કરાવે એવી જગ્યાઓને હું પસંદ કરવા માગીશ